રોજગારીની વાત કરીએ તો અમારા આણંદ જિલ્લામાં બહુ મોટી એન્જિનીયરિંગ જીઆઈડીસી કંપની ઉભી કરવામાં આવી છે જેમકે આજુબાજુની વિસ્તારની વાત કરીએ તો તારાપુર સોજીત્રા ખંભાત પેટલાદ આંકલાવ બોરસદ નાપા ખંભોળજ એવા અનેક પ્રકારના વિસ્તારોમાંથી રોજગારી મેળવવા માટે એન્જિનીયરિંગ જીઆઇડીસી કંપનીમાં લોકો આવે છે અને તેમાં અધિકારી પણ નગરપાલિકાનો સ્ટાફને એ બધા જ અંદર કામ કરતા હોય છે